ગુજરાતની અંદર ખોરાક અને રાંધણકળાની વાત કરું તો હું પોતે પણ એક ફૂડ બ્લોગર છું તો તમને એક મારા સ્વ અનુમાન પ્રમાણે હું તમને એક વાત કરું કે ગુજરાતની અંદર પહેલાં શું થતું કે અખબારની અંદર નાના નાના કટિંગમાં આ બધી જગ્યાએ કે આ ભાઈ આ રેસ્ટોરન્ટો ઓપન થવાની છે આ આ એક નવું હોટલ આજે આવી રહ્યું છે તો તમે જમવા આવો એ બધે હોલ્ડિંગ્સને તમે જોતા હતા પણ આજનો જમાનો ખૂબ જ હવે ફાસ્ટ થઈ ગયો છે ઝડપીવાળો થઈ ગયો છે તો લોકો પાસે તરત જ મોબાઇલમાં આવી જાય છે તો એ વસ્તુ થાય છે ફૂડ બ્લોગર અને ઇન્ફ્લુસરના કારણે કારણ કે આ બધા જેટલા હોટલ રેસ્ટોરંટવાળા કેફેવાળા છે એ આ બધા ઈન્ફ્લુએન્સરોને બોલાવતા હોય છે એમની સાથે ટાઈઅપ કરતા હોય છે અને એમને એવું કહેવામાં આવે છે કે અમારા હોટલ્સ માટે સરસ મજાની એક એવી નાની અમસ્તી પ્રચારવાળી એક એવી એડ બનાવીને આપો કે જે એ પ્રચારનો જે માધ્યમ છે એ જશે સોસિયલ મીડિયા થ્રૂ જેમકે યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામ છે તો આ બધા પ્લેટફોર્મના માધ્યમથી ગ્રાહકો સુધી પહોંચી જાય છે કે આજે આ એક નવી અદ્ભૂત વાનગી આવી છે કે આ નવું રેસ્ટોરન્ટ ખૂલ્યું છે અહીંયાં કયા કયા પ્રકારની વાનગીઓ મળે છે કેટલા પ્રકારની મળે છે કેટલા રૂપિયામાં મળે છે એ બધી જ વસ્તુઓ ધીમે ધીમે આની અંદર આવરી લેવામાં આવે છે તો ઇનફ્લુએંસરને માટે બી આ એક બહુ જ સરસ અને જોરદાર તક છે કેમ કે ડિજીટલ પ્લેટફોર્મ આવી ગયું છે બધાના જ હાથમાં ફોન છે તો તરત જ તમને માહિતી મળી જશે કે આ જે સરસ અમારા એરિયામાં એક નવું મજાનું એક રેસ્ટોરન્ટ ઓપન થઈ રહ્યું છે ને આજે આપણે મુલાકાત લઈશું સો આ એક સરસ તક પણ છે અને મજાનું કામ છે સો જસ્ટ એન્જોય